ગુજરાતમાં કચ્છ રણનું પણ ખૂબ જ મહત્ત્વ છે એ ત્યાં પણ ઇતિહાસ છે આશાપુરા મંદિર જે વર્ષોથી સ્થાયી છે ત્યાં લોકો જાય છે કચ્છ ટુરિઝમ કરીને પણ બસ ટ્રુર ટ્રાવેલ્સની સગવડ હોય છે તો તેમાં બસમાં જઈ શકાય છે પછી ત્યાંથી પણ બસમાં સફેદ રણનું લોકો મઝા માણે છે ત્યાં રોકાય છે રણોત્ત્સવ થાય છે દર શિયાળામાં તો ત્યારે ત્યાં પ્રવાસીઓ બધા જાય છે દેશ વિદેશમાંથી બી દૂર દૂરનાં લોકો ત્યાં ફરવા માટે આવી રહ્યાં છે પછી આશાપુરા માતાના મંદિરનાં દર્શન કરવા જાય છે પછી ત્યાં આપણે ભારત પાકિસ્તાનની બોર્ડર પણ છે તો બોર્ડર પણ લોકો જાય છે પછી વાત કરીએ તો પાવાગઢ પાવાગઢ ટૂર્સ ટ્રાવેલ્સ હોય છે પટેલ ટ્રાવેલ્સ કરીને છે પછી પાવાગઢનો વડોદરા ટુરિઝમ કરીને પણ હોય છે ત્યાં પાવાગઢ પહોંચી શકાય છે ટ્રેન દ્વારા બસ દ્વારા ત્યાં પહોંચીને પછી મંદિર સુધી ઉપર જવાના રસ્તા માટે ત્યાંથી જીપની સર્વિસ હોય છે તો બધા જીપમાં બેસીને ત્યાં ઉપર જાય છે પછી ત્યાં દૂધિયું તળાવ હોય છે પછી માતાજીના મઢ સુધી પહોંચવા માટે રોપ વેની પણ રોપ વેની પણ સગવડ હોય છે તો લોકો રોપ વેમાં બેસીને પણ જાય છે એવી જ રીતે આરાસુર અંબાજી માતાનું મંદિર છે જ્યાં લોકો ટ્રેનથી જાય છે પટેલ ટ્રાવેલ્સ પણ જાય છે પછી પવન ટ્રાવેલ્સ પણ જાય છે અને આપણું ગુજરાત ટુરિઝમની પણ બસ જાય છે બધી સર્વિસ અવેલેબલ હોય છે અને ટ્રેન દ્વારા અને અમુક લોકો પોતાની ગાડી દ્વારા પણ આરાસુર મંદિરે પહોંચે છે જ્યાં ગબ્બરનો ગોખ કહેવાય છે જ્યાં માતાજીનું વર્ષોથી દીવો અખંડ છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ગમે એટલો વરસાદ હોય પણ માતાજીની જ્યોતિ અખંડ બળતી રહે છે ત્યાં પણ રોપ વેની સુવિધા છે લોકો પગપાળા કરીને પણ ત્યાં જાય છે અને પગપાળા ન કરી શકતા હોય વૃદ્ધોને એ લોકો તો એ લોકો રોપ વેમાં ત્યાં જાય છે માતાજીનાં દર્શન કરે છે એ મંદિર પણ વર્ષો જૂનું છે એટલે ત્યાં માતાજીની ધજા ચઢાવે છે નવરાત્રિમાં તો ત્યાં ખૂબ જ ભીડ રહેલી હોય છે એવી જ રીતે સીદી સૈયદની જાળી છે અમદાવાદ પાસે તો લોકો ત્યાં પણ ફરવા જાય છે અમદાવાદ પહોંચવા માટે તો ટ્રેન બસ બધું જ અવેલેબલ છે અને પોતાની ગાડી પણ અવેલેબલ હોય છે એ જ રીતે લોકો પહોંચે છે હવે સંસ્કૃતિનાં પ્લેસ કહીએ તો ધાર્મિક ગુજરાતમાં આપણે ક્ચ્છનું રણ છે સીદી સૈયદની જાળી છે પછી મેં તમને વાત કરી પાવાગઢ પણ છે એવી જ રીતે ઝન્ડ હનુમાન દાદાનું મંદિર છે જંગલમાં આવી રહ્યું છે પદમ ડુંગરી પાસે તો ત્યાંથી લોકો પોતાની ગાડીમાં વધારે જવાનું સુરક્ષિત હોય છે કારણ કે ત્યાં જંગલમાંથી રસ્તો હોય છે હવે તો પાકા રસ્તા બની ગયા હોવાથી લોકો બસમાં પણ ત્યાં સુધી જાય છે ત્યાં ભીમની ઘંટી પણ આવેલી છે તો તો હનુમાન દાદાનાં દર્શન ત્યાં થાય છે અને હવે આપણાં ગુજરાત ટુરિઝમની બસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પણ જઈ શકાય છે